મેં આવા શીખ હાસ્ય વિશેના ઘણા પુસ્તકો વાંચ્યા છે જેમકે બકુલ ત્રિપાઠીનું દ્રોણાચાર્યનું સિંહાસન જેમાં તેમને અત્યારના રાજકારણ ઉપર શિક્ષક ઉપર ઘણા બધા વ્યંગ્ય કર્યા છે અને એ વ્યંગ્ય આપણને ખૂબ ખડખડાટ હસાવે છે પછી દાખલા તરીકે બકુલ ત્રિપાઠી ઉપરાંત બીજા આપળે અઈયાં અમારે સાવરકુંડલાના જ એક હાસ્ય લેખક છે નિરંજ ભાઈ બોરીસાગર સાહેબ રતિલાલ બોરી સાગર સાહેબ એમણે પોતે પોતે એનજીઓગ્રાફી કરાવી હતી હવે પોતાના જે શરીરમાં એનજીઓગ્રાફીની જે પીડા થઈ એ એનજીઓગ્રાફી ઉપર એમણે એક સરસ મજાનું પુસ્તક લખ્યું છે એન્જોયગ્રાફી આ એન્જોયગ્રાફી પુસ્તક એવું છે કે જે વાંચીને એ આપણને એમકે આ બીમારીમાં કેવી બધી તકલીફો હોય છે એની જગ્યાએ એ બીમારીની તકલીફોને પોતે સહન કરીને પણ કેવી રીતે ખડખડાટ આપણને હસાવ્યા છે એ એના દ્વારા આપણને જાણવા મળે છે